આંખની દૃષ્ટિથી જોઈ શકીએ એવા તો પક્ષીઓ હવે અલ્પ માત્રામાં રહ્યા છે જેમાં કબૂતર મોર ચકલી કાબર જેવાં પક્ષીઓ આપણે જોઈ શકીએ છીએ પરંતુ ખાસ પોપટ છે એ વધારે જોવો અનુકૂળ આવે છે કારણ કે એ પોપટ એકદમ એ પોતે ચતુર અને આજુબાજુ દ્રષ્ટિ કરતાં એમની જે વિશિષ્ટતાઓ છે એ જોઈ શકાય છે અને આ વિસ્તારની અંદર પોપટો છે એ ખૂબ જ માત્રાની અંદર છે અને પોપટ છે એ એક પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે પોપટ છે એ બોલી પણ શકે છે અને પોપટ છે એ મનુષ્યના સ્વભાવને જાણી પણ શકે છે